અને સાથે એ લોકો પોતાના જે વાદક ને હોય તબલા કે એ બધું આપણે તબલા તો મિન્સ કોઈ આમ વાદક તો હતા નહીં એટલે બધું જ આ કાઠીથી વગાડતા કે જે સ્ટૂલ ઉપર હોય એવી રીતે એમનું આપણે કહીએ કે મ્યુઝિક વગાડતા અને સાથે સાથે નૃત્ય કરતાં એટલે હાથે કાં તાળી વગાડતા એટલે હું પોતે ગુજરાતી છું એટલે આમ જોવા જઇએ તો થાળી વગાડીને કે પછી એવી રીતે અમે લોકો વચ્ચે થાડી વગાડીએ ને ગીતો ગાઈએ અને આજુ બાજુ અમે ફરતે ગરબા કરીએ ત્યાર બાદ જમાનો બદલાયો થોડીક હજી ટેકનોલોજીમાં વધારો થયો તો રેડિયો આવ્યા રેડિયોમાં થોડા ગીતો વગાડ્યા એમાં સાથે સાથે અને ટેપ રેકોર્ડર આવ્યાં એટલે સાંભળતા સાંભળતા એ એન્ટટેનમેન્ટ થોડુંક હજી આગળ વધ્યું અને એના પછી ટીવીનો જમાનો આવ્યો એટલે કે ટેલિવિઝન આપણે કહી શકીએ કે આપણે ખાલી સાંભળી નહીં શકીએ પણ ઓડિયો ખાલી સાંભળી નહીં શકીએ પણ એ જોઈ પણ શકીએ તો એ સારું હતું કે આપણે સાથે સાથે જોતા હતા કે કેવા સ્ટેપ્સ હતા એ લોકો ટીવીમાં એ લાકો કરે પછી એનાથી બહુ બધું જાણવાનું મળ્યું કે કેવી રીતે બધુ બ્લેક એન્ડ વ્હાઇટમાં પહેલાં હતું ટીવી ને પછી જેમ મનોરંજન આગળ વધ્યું તેમ બ્લેક એન વાઇટ ટીવી કલરમાં આવ્યું એટલે અત્યારે આઇ થિન્ક મને લાગે પહેલી પીકચર જે મુઘલ એ આઝમ હતી એ બ્લેક એન્ડ વ્હાઇટમાં બી હતી અને કલરમાં પણ આવી એ એકચુલી બોલિવૂડની પહેલી હિન્દી ફિલ્મ હતી જે બંનેમાં આવી હતી એટલે હમણાં હવે જોવા જઇએ તો ટીવી કરતાં આગળ વધીએ તો હવે આવી ગયું છે કમ્પ્યુટર નો જમાનો કોમ્પુટરના જમાનામાં આપણે હવે જે પણ ટાઈપ કરીએ એમનો જવાબ આપણે તરત જ કોમ્પ્યુટર આપી દે એટલે કે સાથે સાથે આપણું કે જે બી સમસ્યા હોય આપણને કે આપણે એ ટાઈપ કરીએ તો એ કમ્પ્યુટર પણ આપી દે છે એ કરીને હવે એ બદલાવ તો એકચુલી આમ જોવા જઇએ કે આપણે જ્યારથી આપણે સ્ટાટ કર્યું કે ફોટ્ટીઝ ફિફ્ટીસ સિક્સટીઝ એ સેવન્ટીઝ એટીસ હવે નાઇન્ટીસ અને હવે ટુ થાઉઝન્ડના જમાનામાં એ બધું બદલાવ ઇટ્સ ટવેન્ટીએથ સેન્ચુરી એટલે વીસમી સદીમાં આ બધું બદલાવ તો બહુ જ સારું છે કરીને અને સારા રીતે જોવા જઇએ તો આપણે સારી રીતે એનો ઉપયોગ બી કરી શકીએ છીએ કરીને